એના માટે તો તમારી પાસે બધા પૂરાં કાગળિયાં હોય તો તમે એમની સામે ફોજદારી કેસ કરી શકો છો ને કે ભઇ અમારી પાસે પૂરાં કાગળિયાં છે તેમ છતાં એ લોકો અમારી ગાડી લઇ ગયા છે

હા તમારી ગાડી ઓવર સ્પીડમાં નહોતી તેમ છતાં એને તમારી ગાડીને લઇ ગયા છે તો ત્યાં કોઈ પ્રૂફ તો હશે ને તમારી પાસે પણ કે મારી ગાડી ઓવર સ્પીડમાં નહોતી

તો તેના માટે તો તમારે ત્યાં કોર્ટમાં એની માટે તમારે કેસ કરવો પડશે કે મારી ગાડી આવી રીતે એ લોકો લઈ ગયા છે અને મારી પાસે એનાં પ્રૂફ પણ છે તો એક કામ કરું કલાક બે કલાકમાં હું આવી શકું અત્યારે ઇમીડિએઇટલી તો ન આવી શકું હું મારી ફી આશરે પાંચ એક હજાર થશે એ પછી ચાલોને આપણે કેસ જોઇએ છીએ ક્રેક કે પ્રમાણેનો કેસ છે એનાં પર આધાર રાખશે ને તે તમે ત્યાં પોલીસ ચોકીએ જાવ અને હું કલાક બે કલાકમાં આવું છું પછી આપણે ફીનું ડિસ્કસ કરી લઇશું

હા તો તમારી પાસે જેટલા પણ એનાં કાગળિયા છે એ બધાં તમે સાથે લઈને જ જાજો હા તો તમે પહોંચો ત્યાં સુધી કલાક બે કલાકમાં આવી જ જાઉં છું હું